હા બોલ બાબુ હા હું ઘરે જ છું શું માગે છે પણ હા મારું તો છે પણ મને નથી ખબર એ ક્યાં મૂક્યો છે હું મમ્મી આવે પછી ગોતી દેશે જલ્દી જોઈતું છે તો હું ડિજીલોકરમાંથી શેર કરી દઉં તને ખાલી જન્મ તારીખનું સર્ટિફિકેટ જ જોતું છે બીજું કંઈ વસ્તુ હોય તો બી કઈ દે પૂછી લે ત્યાં તો હું બધું એકસાથે મોકલી આપું હા જલ્દી કર સારું સારું હું મોકલું છું હો હા બે મિનિટ